સ્પોકન ઈંગ્લીશ એકેડેમીમાંથી વાત કરો છો ઇફના મેડમ મારે અમારે ઇંગ્લિશ સ્પીકિંગ થોડું મારું વીક છે તો મારે હમણાં ફોરેન કન્ટ્રીમાં જવાનું છે તો તમે શિખવાડી શકો મારું જી જી

હમ હમ હા પણ મારું અત્યારે કરું ને તો મને લખવામાં પણ વાંધો આવે છે અને બોલવામાં પણ એટલે ને આપણે શું થેન્કયુ ને વેલકમને સોરીને એવું બોલી શકતા હોઈએ

હમ હમ હમ હમ હમ હમ હમ હમ હા એટલા માટે કે આપણી ભાષા છે એટલા માટે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ હમ હમ હમ હમ એટલે હું છે ને મેડમ હું ક્યારેય મેં ઇંગ્લિશમાં મેં વાત નથી કરી અને મને એકદમ ડર એય છે કોઈ સાથે ઇંગ્લિશમાં વાત કરવાનો હોય તો મને આ કદાચ આવડતું હોયને તો તો પણ આમ ડરી ડર લાગે કે સાચું હશે કે ખોટું

હમ તમને લાગે છે કે કેટલા સમયમાં મને આવડી શકે

હમ હમ હા હા પણ મેડમ અમારું હા એવું છે કે અમારા ઘરનું વાતાવરણ બધા સાવ ગામડાંના લોકો છે અમારા માતા પિતા અમે લોકો ગામડાંમાંથી આવીએ

હમ હમ

હમ

હમ હમ હમ હમ હમ હા હા હમ હા તો તમારે અમારી આ ઇંગ્લિશ કોર્સ કેટલા સમયનો હોય છે તો

મેં હા મારા હા મારા મોબાઈલ નંબર ઉપર તમે મેડમ પ્લીઝ આ મોકલી આપોને કારણકે મને ઇંગ્લિશ બોલવાનો તો બહુ શોખ છે પણ એક ડરના કારણે છે ને આ હું બોલી નથી શકતી હા યસ મેમ થેન્કયુ સો મચ યસ મેમ